ગુજરાતની ભૂમિ એવી છે કે જેમાં ઘણા બધા વિવિધ વિવિધ પ્રકારના ચિત્રકળા શિલ્પકળા કાપડ અને માટીકામ જેવી કળાઓ અને હસ્તકળા જોવા મળે છે આપણે જ્યારે ગુજરાતી હસ્તકળાની વાત કરીએ છીએ ત્યારે આપણે ભરતકામ છે બાંધણીકામ છે મોતીકામ છે પટોળા છે આભૂષણો સજાવટ કુંભ કુંભારકામ કાસ્ટકળા રોગનકળા એવી ઘણી બધી કળાઓ જોતાં હોઈએ છે ગુજરાત જરીકામ માટે બી ખૂબ પ્રખ્યાત છે ખાસ કરીને સુરતમાં જરીકામ વખાણવામાં આવે છે જ્યારે જરી સોનું ચાંદી તૈયાર થાય છે ત્યારે એને વિવિધ પ્રકારો માં વિવિધ પ્રકારના કાપડોમાં લગાવામાં આવે છે જેથી કાપડ ખૂબ સુંદર દેખાય છે આપણે જ્યારે આભલા વર્ક અથવા મિરર વર્ક કરીએ છે મૂર્તિકામ કરીએ છીએ બાંધણીકામ કરીએ છીએ તે બધી એવી કળાઓ હસ્તકળાઓ છે જે ગુજરાતમાં જોવા મળે છે પટોળા આભૂષણો કુંભારકામ કાષ્ટકામ રોગનકળા એવી ઘણી બધી કળાઓ પણ હોય છે આવી બધી કળાઓને આપણે જ્યારે જોતાં હોઈએ છે ત્યારે આપણને આપણી સુંદર સંસ્કૃતિ વિશે ખબર પડે છે અને કેવી રીતે ગુજરાત આ બધી કળાઓ નું એક ઘર છે